ગુજરાતી એટલે માતૃભાષા અને માતૃભાષા કંઈ શીખવાની વસ્તુ નથી માતૃભાષા તો જ્યારે બોલતાં શીખી જઇએ આપોઆપ આવડી જાય અં માતૃભાષા એ જ અં સૌપ્રથમ અં દરેક વ્યક્તિઓને આવડતી ભાષા હોય છે અને ભાષા સાથેનો અનુભવ અં તો અઢળક યાદો અલગ અલગ લેખનો વગેરે સાહિત્યો અં પહેલાંથી જે વાંચેલું છે એ જ છે